હા અમે અમારા જ રાજ્યમાં ઘણા સ્થળોએ મુસાફરી કરેલી છે ગુજરાતમાં મેં સિંહના દર્શનનો લાભ ગીરમાં લીધેલો નજીકમાં જ પ્રથમ શિવ સોમનાથના દર્શનનો લાભ લીધો દરિયાકિનારાના મંદિર સાથે મોજાં અથડાતાં જોઈને ખૂબ આનંદ થયો ત્યાંથી અમે દીવ ગયા ત્યાં બીચ પર ફર્યા દીવનો કિલ્લો જોયો એમાં એ વખતના સચવાયેલા બધા સાધનો જોયાં અને ચર્ચમાં દર્શન કર્યા